હલો સાહેબ નમસ્કાર હા સર હવે તમે નવા પોસ્ટિંગ પર આવ્યા છો તમે ક્યારનું જોઇનિંગ છે કઈ તારીખની જોઇનિંગ છે એવું છે પણ નોકરી સારી રીતે કરજો હો કે ઘણા બધા પ્રોબલમ થયા છે થયા તા આ આ આગળવાળા પોસ્ટમેન ખરાને ટપાલ આય સરકારી ભરતી હોય એને ઇન્ટરવ્યૂ કોલ આવ્યો હોય બરાબર એ દસ દિવસ પછી ના આપી જાય તો તો અમને તારીખ બી જતી રહે એમ છે ને

હા હા તો ખબર ના પડે વાર લાગે ના ના બસ ના એ તો માહિતી મળી જાય વાંધો નહી અમને પૂછો તે બી માહિતી

કાઇ વાંધો નહી હું બધી મળજો મને ઘરે બધી માહિતી આપું તમને હો કે ચલો આવજો